તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પોષણ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આ અંતર્ગત અગિયાર લાખ વીસ હજારથી વધુ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને લાભ મળશે આ યોજના હેઠળ બાળકોને મફત ખોરાક આપવામાં આવશે કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષ સુધી પીએમ પોષણ યોજનાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે આ યોજનાની સફળતા માટે સરકારે મોટી રકમ ફાળવી છે સરકાર શરુઆતમાં આ યોજના પર એક કરોડ એકત્રીસ લાખ રુપિયાથી વધુ ખર્ચ કરશે પીએમ પોષણ યોજનાનો મૂળ ઉદ્દેશ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને લાભ આપવાનો છે મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત ભોજન આપવામાં આવતું હતું હવે પીએમ પોષણ યોજના એ મધ્યાહન ભોજનનું સ્થાન લેશે અને મધ્યાહન ભોજન યોજનાને નાબૂદ કરવામાં આવશે પીએમ પોષણ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની ભાગીદારી હશે પરંતુ કેન્દ્ર સરકાર તેનાં માટે મોટી જવાબદારી લેશે કેન્દ્ર સરકાર દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે ઘઉં અને ચોખાનો ખર્ચ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે આ યોજનાની મહત્ત્વની વાત એ છે કે હવે એકથી પાંચ વર્ષનાં બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે અગાઉ મધ્યાહન ભોજન યોજનામાં ફક્ત છથી ચૌદ વર્ષનાં બાળકો જ પાત્ર હતાં સરકારનો પ્રયાસ રહેશે કે હવે બાળકોને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક મળી રહે આ યોજના હેઠળ બાળકોને લીલાં શાકભાજી કઠોળ દૂધ ઇંડા બ્રેડ અને ફળો વગેરે આપવામાં આવશે આ યોજનાને રસપ્રદ બનાવવા માટે સરકાર બાળકોને પ્રકૃતિ અને બાગકામનો અનુભવ પણ આપશે